તમારા ગમતા અભિનેતા અભિનેત્રી કોણ છે અને તેઓ તમને કેમ ગમે છે તેમની કઈ ફિલ્મો અને પાત્રો તમને સૌથી વધુ ગમે છે મારા ગમતા અભિનેતા અક્ષય કુમાર છે અને તેમની ફિલ્મો અંદાજ ગબ્બર ઈઝ બેક તેની ફિલ્મો વધુ મને ગમે છે જેમાં ગબ્બર ઈઝ બેકમાં તેમને કરપ્શન ભ્રષ્ટાચાર સામે જે અગત્યનો રોલ નિભાવ્યો છે તે સૌથી વધુ મને ગમે છે